રમતોની વાત કરું તો આજકાલનાં બાળકો એમની પાસે તો આ ઇલેક્ટ્રોનિક રમતો જ છે જે પહેલાના જમાનામાં આવતી હતી કે બહાર જઈને ખુલ્લાં મેદાનોમાં રમત રમવાની એ તો આજકાલનાં છોકરાઓ ભૂલી જ ગયા છે અમે જ્યારે નાના હતા ત્યારે અમે કેવી સરસ રમતો રમતા હતાં જે સાથે બધા ગ્રુપમાં રમતા જેમ કે કબડ્ડી કહું તો બંને ટીમમાં સાત સાત ખેલાડીઓ હોય અને જે ગેમ ફોકસ અને જે ગેમ રમવાની આવે એમાં ગેમની સાથે સાથે તમે તમારા શ્વાસ ઉપર બી ધ્યાન આપી શકો અને બીજું તમારી પ્રેઝન્સ ઓફ માઈન્ડ બી પણ બહુ જ મેટર કરે છે એમાં જો તમે થોડુંક બી તમારો શ્વાસ પણ છોડ્યો ક્યાં તમે ધ્યાન ના આપ્યું તો પકડાઈને તમારી ગેમનો પોઈન્ટ તમે ગુમાવી શકો છો એ જે રમતો હતી એમાં ભાગા દોડી તમારી ફૂલ એનર્જી યુઝ થતી હતી એટલે અત્યારના છોકરાઓને જે બધા આરોગ્યના ઇસયૂઝ થાય છે એ વખતે આટલું બધું કંઈ હતું જ નહીં કારણ કે દરેક છોકરાઓને ઘરમાં બેસીને રમવાની નહીં પણ બહાર મેદાનમાં જઈને રમવાની આદત હતી જેમ કે જોવા જઈએ તો ઊભી ખો ઊભી ખો તો એવી મસ્ત ગેમ કે તમને બરાબર એનર્જી સાથે દોડીને એ ગેમ રમવાની મજા આવે તમે વિચારો કે સામેની ટીમનો આ છે માણસ જે છે એ દોડી નથી શકતો અને જો તમે જઈને એને ખો આપી અને આઉટ થઈ ગયો તો પછી તમને મજા જ મજા છે આ ગેમમાં તો લોકોને પાછળ લોકોની પાછળ દોડી દોડી દોડીને થકવીને જે મજા આવતી હતી ગેમમાં એ તો કંઈક અલગ જ મજા હતી અને એની સાથે સાથે તમે થાકીને ઘરે આવો એટલે તમને કંઇ પણ ખાવાની પણ ઈચ્છા થાય સારી ઊંઘ પણ આવે બહુ જ બધા ફાયદાઓ હતા જે બહાર ખુલ્લાં મેદાનોમાં જઈને રમવાની રમતો હતી હજી પણ હું તો બધા જ વાલીઓને બધા જ ટીચર્સને બધાને એવું સજેસ્ટ કરું કે જે છોકરાઓ આ મોબાઈલ અને ટીવીની રમતો રમે છે એનાં કરતાં એ લોકોને પ્રોત્સાહિત કરો કે એ લોકો જઈને ખુલ્લાં મેદાનમાં જઈને રમતો રમે અને જે આવી કે જેમાં તમારી ફૂલ એનર્જી યુઝ થાય છે એવી રમત રમે